હલ્લો હલ્લો બોલો બોલો કેમ છો બહુ બધાં દિવસ થઈ ગયાં ચોમાસામાં તો એવું જ વળી કઈ ફરવાના ચોમાસામાં ઘરમાંથી બાલ્કનીમાં બાલ્કનીમાંથી ઘરમાં ના ના એમ તો હું ફરીને આઈને ના ના હમણાં જ તો ફરીને આવીને હું હ હવે આપણે તો સુરતના સ્ટ્રીટ ફૂડને કરીએ ફરીએ માર્કેટમાં ને એમાં હ હેં ખાઉસા હા ખાઉસા નામ તો હમણા મેં સાંભળ્યું છે કે સૂપ ને એવું બધું અંદર હોય છે અહ સૂપ સૂપ ને એમાં નુડલ્સ ને એવું બધું નાંખીને કરે છે કઈ શું કહેવાય કાંદાના રસનું હોય છે કાંદો હા હા કંઈક નવું આવે તો ટ્રાય તો કરવું જોઈએને આપણે હમ લોચામાં તો કેટલી બધી વેરાઇટી આપણે આવી ગઈ છે લોચો પાણી પૂરીન પાણીપૂરીમાંય કેટલા બધા ફ્લેવર હોય છે હવે કઈક નવું લાવ્યાં હ હ હ સુરતમાં તો એ ટેસ્ટથી ચાલે ને એટલે બધાય લાઇન લાગી જાય અહ હ અ હ કદાચ હા એટલે હશે નોનવેજ વર્ઝન હશે ને હવે વેજ વર્ઝન લાવ્યાં હશે એવું હશે હા એટલે હા હા હા હ હાલો તો આપણે ટ્રાય કરીએ એક દિવસ જઈ આપણે ચાખીએ તો ખરા કેવું છે હા મેં રેસીપી સાંભળી હતી એ હા સારું ચાલો મળીએ આપણે તો હા હા